હલો હું ક્રિષ્ના બોલું છું પવન ટ્રાવેલ્સ હા મારે સુરતથી લોનાવલા જવું છે કાલે હા આઠમી તારીખ આઠ જુલાઈએ અને ચાર વ્યક્તિ છે અમે અને એક જણ થોડું સરખું શરીરે છે તો તમારી મધ્યમ અને નાની કદના કારના ભાડા જણાવજોને હા ઓકે નાની ગાડીના આઠ રૂપિયા પર કિલોમીટર અને મોટી મધ્યમ ગાડીના બાર રૂપિયા કિલોમીટર ઓકે કાલ સુધીમાં હું તમને જણાવીને કહું બરાબર ઓકે આભાર